ગુજરાતી ભાષા એ એના સાહિત્ય સાથે વિકસી છે ભાષા અને સાહિત્ય એકબીજાના બે સિક્કાની બે બાજુઓની જેમ વર્તે છે ગુજરાતી ભાષા એ મધ્યકાળમાં જોઈએ તો હેમચંદ્રાચાર્યના સાહિત્યમાંથી આપણને મળે છે એની પૂર્વે જઈએ તો અપભ્રન્શમાંથી આપણને મળી આવે છે ધીમે ધીમે અર્વાચીન યુગમાં પણ ગુજરાતી ભાષા વિકસી છે મધ્યકાળમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ એ અત્યંત શુદ્ધ કહી શકાય એવું હતું અને એમાં સૌથી વધારે ખેડાણ થયું છે ભક્તિ સાહિત્યથી ધીમે ધીમે અર્વાચીન યુગ તરફ આવીએ તો કવિ નર્મદ જેવા મહાન કવિઓએ એ ભાષામાં ઘણા ફેરફારો કર્યા છે ધીમે ધીમે નવા નવા શબ્દો ઉમેરાતા ગયા છે જેવી રીતે કે કવિ નર્મદે એક શબ્દ ઉમેર્યો છે જુસ્સો આમ ભાષામાં ઘણા શબ્દો ઉમેરાયા છે અને અંગ્રેજોનો પ્રભાવ પડવાને કારણે બીજા અન્ય શબ્દો પણ ગુજરાતી ભાષામાં ઉમેરાયા છે ત્યારબાદ આઝાદી બાદના સમયમાં નવા સાહિત્યનું નવું ખેડાણ થયું છે જેના કારણે ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે